ઘરમાં રસોઈ કરતી વખતે ધ્યાનમાં લેવાના મુદ્દા ગેસ સિલિન્ડરને હંમેશા ઊભો રાખવામાં આવે છે જ્યારે સિલિન્ડરનો ઉપયોગ ન હોય ત્યારે તેવી પરિસ્થિતિમાં એડપ્ટરનો નોઝલ બંધ કરી દેવો સિલિન્ડરને સ્વચ્છ જગ્યાએ રાખવો જ્યાં જવલંત વસ્તુઓ ન હોય ગેસ સિલિન્ડરની જ આજુબાજુ અજાણ્યા લોકોથી દૂર રાખવા સૌપ્રથમ તો ગેસનું રેગ્યુલેટર બંધ કરી રાખવું અને ત્યાર પછી સિલિન્ડરનું નોઝલ દબાવી દેવો